હલો મારે હળવદથી અમદાવાદ સુધી મુસાફરી કરવાની છે મારી પાસે કેશ પેમેન્ટ નહીં હોવાથી તમારી પાસે કોઇ યુપીઆઇ અથવા ફોન પે અથવા તો કોઇ આઇડી પેટીએમ જેવી કોઇપણ ઓનલાઇન પેમેન્ટની વ્યવસ્થા હોય તો તે મને જણાવો જેથી કરીને હું આપને ઓનલાઇન પેમેન્ટ કરી શકું